ડિઝાઇન અને પોર્ટેબલિટી જૂના ફોન સામાન્ય રીતે મોટા અને જાડા હોય છે સામાન્ય રીતે ફિઝિકલ કીપેડ અને સિમ્પલ ડિઝાઇન સાથે સ્માર્ટ ફોન પતલા અને હલકા મોટા પ્રમાણની સ્ક્રીન સાથે ડિઝાઇન કરવામાં આવ્યાં છે બારકોડ સ્કેનર્સ ફિંગર પ્રિન્ટર્સ સેન્સર એન્ડ ફેસ અનલોક જેવા એડવાન્સ સિક્યોરીટી ફીચરને સપોર્ટ કરે છે બેટરી અને ચાર્જિંગ જૂના ફોન સામાન્ય રીતે લાંબો સમય ચાલે છે કારણ કે ઓછા ફીચર્સ અને હાર્ડવેર દ્વારા ઓછા પાવર કમ કંઝપસન સ્માર્ટ ફોન વધુ મલ્ટી કાસ્ટિંગ અને એડવાન્સ ફીચર હોવાને કારણે બેટરીનો ઉપયોગ વધુ થાય છે અને મોટે ભાગે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે ગેમિંગ અને મલ્ટીમીડિયા જૂના ફોન અત્યાધિક મલ્ટી મીડિયા ક્ષમતા અને ગેમિંગ માટે થોડા એટરટેનમેન્ટ વિકલ્પો સ્માર્ટ ફોન હાઈ રેઝયુલેશન્સ સ્ક્રીન થ્રીડી ગેમિંગ અને અને વિડીયો સ્ટ્રીમીંગની સાથે આકર્ષક મલ્ટી મીડિયા અનુભવો પૂરા પાડે છે કનેક્ટિવિટી અને નેટવર્ક જૂના ફોન એને ટુજી અને થ્રીજી નેટવર્ક સપોર્ટ કરે છે જે ઝડપી ડેટા ટ્રાન્સફર માટે મર્યાદિત હોય છે સ્માર્ટ ફોન ફોરજી અને ફાઇવજી નેટવર્ક સપોર્ટ સાથે ઝડપી અને વધુ મજબૂત નેટવર્ક કનેક્શન પ્રદાન કરે છે વાઇફાઈ બ્લૂટૂથ અને એન એફ સી જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે ડેટા સેવિંગ અને મેનેજમેન્ટ જૂના ફોન સામાન્ય રીતે મેમરી કાર્ડ અને મિનિમલ ડેટા સંગ્રહની જરૂર પડે છે સ્માર્ટ ફોન હાઇ કેપેસિટી સ્ટોરેજ ક્લાઉડ સ્ટોરેજ અને ડેટા મેનેજમેન્ટ એપ્લિકેશન સાથે વધુ વિકાસશીલ ફીચર્સ આપે છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જૂના ફોન મૌલિક કેમેરા સાથે સામાન્ય ફોટા અને વિડીયો કોલ માટે સ્માર્ટ ફોન હાઇ રેજયુલેશન કેમેરા મલ્ટી પ્લસ લેન્સ અને વિશેષ ફોટોગ્રાફી વિડીયો એડિટિંગ સોફ્ટવેર સાથે પ્રોફેશલ કોલેટી ફોટો અને વિડીયો કરી શકાય છે સોફ્ટવેર અને એપ્લિકેશન જૂના ફોન માર્યાદિત સોફ્ટવેર અપડેટ એપ્લિકેશન જે મૂલ્યવાન ફીચર્સ પૂરા પાડતી નથી સ્માર્ટ ફોન નિયમિત સોફ્ટવેર અપડેટ લેટેસ્ટ એપ્લિકેશન અને ઘણાં પ્રકારના અદ્યતન ફીચર્સ સાથે સક્ષમ છે આ તફાવત નવા ટેકનોલોજી મલ્ટીપલ ફન્ગ્શનાલીટી અને કનેવીટી સાથે અનુભવને વધુ સુવિધાજનક બનાવે છે